હેલો હેલો હા અમે હ બેન અમે તમને રક્ષાબંધન પર ડ્રેસ સિવડાવવા આપ્યા છે તે બરાબર ફીટીંગ થયા નથી તો તમે ક્યારે કરી આપશો અમે રક્ષાબંધન રક્ષાબંધનના આગલા દિવસે જ જોઈએ છે તો તો તમે ઝડપથી કરી આપશો ને મારા મમ્મીના બેનના બધાના કુર્તી ફીટીંગ કરાવવાના છે તો બરાબર કરી આપશોને આ વખતે હા તમે યાદ કરીને પાકું કરી મુકજો કારણકે હું મને રક્ષાબંધનના દિવસે જ જોઈએ છે એ તે કુર્તી હા તો પાકું કરી મુકશોને હા તો તમે યાદ કરીને કરી મુકજો પછી અમે રક્ષાબંધનના આગલા દિવસે લેવા આવીશું હા